હા ગૂડ આફ્ટરનૂન હા બોલોને લીવ જોઈએ છે તમારે એમ હા તો આપણે સર પણ હમણાં એક્ઝામ નજીક આવે છે છોકરાઓની તો એને ભણવાનું પણ હમણાં બગડશે એક મંથ પછી એક્ઝામ આવે છે પણ તમને ખ્યાલ હશે અચ્છા પાછળથી કવર કરી લેશો એવું સ્યોર છે હા તો તો મને કોઇ ઇસ્યુ નથી તો ત એ તો કાલે ક્યારથી લીવ જોઈએ છે કાલથી અચ્છા તો આજે આવી આવી શકાય એમ છે સ્ટુડન્ટને તો એના ક્લાસને ક્લાસ વર્ગ શિક્ષક છે ને એમની પાસે લીવ લઈ લે બસ હા તો કોઈ વાંધો નથી ઇસ્યુ નથી આવી જાવ તમે કોઈ વાંધો નથી હા હા થેન્ક યુ